છોડની વિવિધતા અને તકનિકો વિષે વધુ જાણવા માટે હું પુષ્પ પ્રદર્શનો તથા ખેતીવાડી રિલેટેડ ખેતીવાડીને લગતી માહિતી આપતા પ્રદર્શનો જેમાં છોડ ફળ ફૂલ અનાજ કઠોળ વગેરેની માહિતી અપાતી હોય તેવાં બધાં મોટાં પ્રદર્શનોમાં મારી હાજરી આપું છું જેના લીધે હું મારું જ્ઞાન વધારી શકું છું